તમને લાગે છે કે સારી તબીબી સંભાળ મેળવવામાં ગરીબી એ એક અવરોધ છે હા કેમ કે અમુક જગ્યા પર જે જંગલ જેવા વિસ્તારમાં જે લોકોનાં ગામ હોય છે ત્યાં અત્યાર સુધી લાઇટનો લાઇટ પણ નથી પહોંચી શકી એવી જગ્યા પર જે લોકો રહેતાં હોય છે ત્યાંથી મોટું શહેર કે ગામ જ્યાં પ્રાથમિક કેન્દ્ર હોય કાં તો અર્બન કેન્દ્ર હોય કાં તો મોટી હોસ્પિટલ એ એમના ઘરથી બહુ દૂર હોય છે જેની કારણે એમને કોઈ દિવસ કોઈ અકસ્માત થયો હોય કાં તો કોઈ ગંભીર બીમારી થઈ હોય તો એ ટાઇમે એ જગ્યા પર એમને જવામાં ઘણી મુશકેલી પડે છે અને એમને ત્યાં જવામાં સાધક કોઈ જાતના સાધનની સગવડ નથી મળતી કોઈ બસ છે ગાડી છે સુવિધા નહીં મલતી એટલે જો એમનાં ગામમાં પણ દવાખાનાની સુવિધા હોતી નથી જો દવાખાનું હોય છે તો ત્યાં ડોક્ટર નહીં હોતા અને ડોક્ટર પણ હોય છે તો એમને સારી દવા નથી મળતી એનાં કારણે જે નાની બીમારી છે એમાંથી મોટી બીમારીનો ઉદ્ભવ થાય છે અને એજ્યુકેશન શિક્ષણ ઓછું હોવાનાં કારણે એમને આ વસ્તુની ખબર પડતી નથી જ્યારે એ વસ્તુ વધી જાય છે ત્યારે તેમને લઈ જતાં લઈ જતાં અમુક ટાઈમે ગામડાથી પચીસ ત્રીસ કિલોમીટર એટલાં ગામ ગામથી શહેર હોય છે હોસ્પિટલ હોય છે અ ત્યાંનો વચ્ચેનો રસ્તો એકદમ ખરાબ હોય છે તો એમને ત્યાં લઈ જતાં લઈ જતાં અમુક વખત જે તબીબી હોય છે તે રસ્તામાં મૃત્યુ પામતો હોય છે એના માટે દરેક ગામની અંદર નાનાં નાનાં ગામ હોય કાં તો અમુક જે ત્રણ થી ચાર ગામની વચ્ચેનો જે એટલો એરિયા હોય છે એ એરિયાની વચ્ચે એક સારૂં હોસ્પિટલ બનાવવું જેનાથી એ ત્રણ થી ચાર ગામનાં લોકો છે તે કંઈ કોઈ સાધન નહીં મળે ને મુસાફરીનું તો છેલ્લે એ લોકો ચાલીને પણ એ જગ્યા પર પહોંચી શકે અને એ એમની સારવાર લઈ શકે એના માટે અમુક જે એટલો એરિયો હોય ચાર થી પાંચ ગામનો કાં તો છ થી સાત ગામનો એ લોકોની વચ્ચે એક પ્રાથમિક કેન્દ્ર કા તો એવું હોસ્પિટલ બનાવવું કે જે નાની મોટી બિમારીઓ નું ઈલાજ કરી શકે અને જો ઈલાજ ના કરી શકે તો ત્યાંથી એમને એમ્બ્યુલન્સથી સુવિધા આપવામાં આવે ગામદીઠ કે કંઈ પણ વધારે બીમાર ગંભીર સમસ્યા ઊભી થાય બીમારીની તો એમને ત્યાંથી હોસ્પિટલ સુધી લઈ જવામાં કોઈ તકલીફ નહીં પડે અમુક જગ્યા પર જોવામાં આવે છે કે જે બાળકને જન્મ કરતી વખતે માતાને અમુક વખત ખૂબ મતલબ ઘણી બધી પ્રોબ્લેમ્સ સમસ્યાઓ આવે છે હવે ગામડામાં સારા ડોક્ટર નથી હોતા કાં તો ડોક્ટરની કમી હોય છે એનાં કારણે બહાર લઈ જવામાં આવે છે તો રસ્તે બાળકનું અને માતાનું બંનેનું મૃત્યુ થાય છે એ શેના માટે થાય છે કે જો ગામમાં જ હોસ્પિટલ સારી હોત કાં તો રસ્તો સારો હોય કાં તો એમને એમ્બ્યુલન્સ કોઈ જાતની એમ્બ્યુલન્સ મળી ગઈ હોત કાં તો કોઈ ટ્રાવેલિંગ ટ્રાન્સપોર્ટ માટે કોઈ ગાડી સારી મળી ગઈ હોત તો એ લોકો ત્યાં જઈને સારી રીતે સારવાર લઈ શકતા અને બીજી એક વાત કે ગરીબી હમણાંના હાલના સમયમાં હોસ્પિટલ હોય છે બધાં ખાનગીકરણમાં થઇ ગયાં છે સરકારી દવાખાનામાં સારી રીતે સારવાર મળતી નથી એ સારા ખાનગી દવાખાનાની અંદર પૈસા આપવાથી સારી એમને સારુંં નિદાન મળે છે સરકારી દવાખાનામાં સારા ડોક્ટર નથી હોતા અમુક જાતનાં ઓપરેસન નથી થતાં ત્યાંથી જે ગરીબ વર્ગનાં લોકો હોય છે તે લોકો આ પૈસા ખર્ચી નથી શકતા એ માટે એમને સરકારી દવાખાનામાં ઈલાજ માટે જવું પડતું હોય છે હવે સરકારી દવાખાનામાં ઈલાજ માટે જાય અને ત્યાં ઈલાજ ના થઈ શકે કે અહીંયા ડોક્ટર નથી અહીં સારાં ઇકીપમેન્ટ નથી કે એ નથી અમે ડોક્ટર એનાથી એની સર્જરી કરી શકે કાં તો એનું એ રોગનું નિદાન આપી શકે કાં તો એવી મોંઘામાંની દવાઓ હોય કે સરકારી દવાખાનામાં મળી ના રહેતી હોય બહારથી લાવવી પડતી હોય અને બહારથી લાવવા માટે જે તબીબીના જે તબીબના જે સગા વ્હાલા છે કાં તો એમનાં ઘરનાં લોકો છે એ પૈસા એમની પાસે એટલા પૂરતા પૈસા ના હોય કે એટલી દવા મોંઘી લાવી શકે એના માટે ગરીબીનાં કારણે પણ આ વસ્તુ થઈ શકે છે એ માટે અમારી સરકાર તરફથી પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજનાનું ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે જેની અંદર તમને દરેક ગામમાં સિટીમાં ટાઉનમાં આ સ્ટોર ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યા છે દિન દયાળ ઔષધિ સ્ટોર જેમાં તમને બજાર કરતાં અડધા ભાવે તમને એ જ દવા અડધા ભાવે ત્યાં તમને મળી રહે ને પૈસામાં પણ રાહત મળે છે અને તમને દવા મળી રહેશે ને હેવે સરકારી દવાખાનામાં અને ખાનગી દવાખાનામાં બંનેની અંદર આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ પણ કાઢવામાં આવ્યું છે કે જેનાથી તમારો જે ઓપરેશનનો ખર્ચો થતો હોય છે એના સિત્તેરથી એંસી ટકા એંસી ટકા નહીં અમુક જગ્યામાં એંસીથી નેવું ટકા ને અમુક જગ્યામાં સો ટકા પણ પૈસા કપાઈ જતાં હોય છે કે તમને એક દાખલા તરીકે તમારો પગ ફેકચર થઈ ગયો છે તમારી પાસે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે તો એ કાર્ડ તમે હોસ્પિટલમાં લઈ જાઓ ને એ કાર્ડ તમે ત્યાં બતાવો તો તમારું જે ઓપરેશનનો જે જાણે કે દોઢ લાખ સુધીનો ખર્ચ થતો હોય છે તો સરકાર તરફથી તમને એક લાખ ને વીસ હજાર કાં તો એક લાખ ત્રીસ હજાર સુધીનો ખર્ચો સરકાર આપે જે તમારું ત્યાં બધી સારી ટ્રીટમેન્ટ થાય તમે ખાનગીમાં કરાવો કાં તો સરકારી દવાખાનામાં કરાવો દરેક જગ્યા આ કાર્ડ લેવામાં આવે છે જેથી તમારો ખર્ચો અડધો થઈ જાય છે અડધો નહીં સિત્તેર ટકા થઇ જાય છે તમને અમુક જ રકમ કાઢવામાં આવે છે એનાથી ઘણાં બધા ગરીબોને રાહત મળી છે ને ગરીબો એમને ફાયદો ઉઠાવે છે એ કાર્ડનો એનાથી સિત્તેર નહીં એ નેવુંથી પંચાણુ ટકા ગરીબીમાં ફેરફાર આવ્યો છે જેનાં કારણે ગરીબ લોકો હોય છે તેને સારવાર ફ્રીમાં થતી હોય છે હવે સરકાર તરફથી પણ ગામડાઓમાં કે અમુક બે થી ત્રણ ગામડાંઓની વચ્ચે જે હોસ્પિટલ ખોલવામાં આવે છે કાં તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવે છે જેના પર તમને કોઈ પણ નાની મોટી બીમારી થાય છે તેનું નિદાન આપી શકે કાં તો તમને સાચી સલાહ આપી શકે તેવા ડોકટરો મૂકવામાં આવ્યા છે જ્યાંથી એ સલાહથી આપણે જો ગંભીર બીમારી હોય તો આપણને સલાહ આપે કે તમે અહીંયા હોસ્પિટલમાં જઈ શકો છો ત્યાં તમે સારું નિદાન મળી શકે છે આમતેમ ને બીજી એક વાત કે હવે સરકાર તરફથી જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે એ ગામે ગામ જઈ અને બધાએ કઢાવવા માટે ફરજિયાત કરી દીધા છે એનાથી સારો લાભ થાય છે અને ગરીબી ગરીબ લોકો માટે એ બહુ લાભદાયક વસ્તુ છે